મેં જ્યારે તરવાનું શરૂ કર્યું હતું ત્યારે હું ખૂબ જ ડરતો હતો મારી અંદર એક ડર હતો અને મને એવું લાગતું હતું કે હું ક્યારેય નહીં તરી શકું બસ એ જ ડર મેં કાઢી નાખ્યો છે આ તરતાં રહેવાની જર્નીમાંથી મારી અને આનમાંથી હું શું શીખ્યો છું તો એ શીખ્યો છું કે તરવાથી તમે તંદુરસ્ત રહો છો તમારા તમારી શરીર એકદમ ફ્લેક્સિબલ રહે છે અને સાથે સાથે તમારામાં એક કોન્ફિડેંસ આવે છે તમે સ્ફુર્તિલા રહો છો બસ આ જ અનુભવ છે મારો